મોડી રાતે હું વલસાડથી અમદાવાદ જવાની છું અને તે માટે મને ખબર નથી કે ઓટો કે બસ કેટલા વાગે ઉપડે છે તે માટે મારે પૂછ ઓટો કે બસ માટે પૂછપરછ કરવાની છે પરંતુ હું કોઈ એવાં લોકોને પૂછીશ જે મને સારું લાગશે કારણ કે હું એક છોકરી છું અને મોડી રાતે હું કોઈના પર વિશ્વાસ ના કરી શકું તેથી હું જે જે જેના પર જે મને સારું માણસ વ્યક્તિ લાગશે એને પૂછીશ સમય અને ક્યારે ઉપડવાનું છે એ અને તે પરથી હું નક્કી કરીશ કે મારે શું કરવાનું છે મારે શું પકડવાનું છે અને મારે કઈ રીતે જવાનું છે અને હું ખૂબ જ કાળજીથી અને ધ્યાનપૂર્વક જઈશ અને હું મારી સાથે મને પૂરતી વસ્તુઓ જે જરૂરી વસ્તુઓ જોઈએ છે તે રાખીશ અને કોઈ પર વિશ્વાસ કરીશ નહીં અને જે વિશ્વાસ કરવા લાયક લાગશે તેના પર જ કરીશ અને હું લોકોને પૂછીશ અને તેના પરથી હું મારું ડિસીઝન લઈશ કે મારે શું કરવાનું છે